પહેલી તારીખ જે મને યાદ છે તે છે મારી જન્મતારીખ જે છે પંદર નવેમ્બર ઓગણીસ સો પંચાણું બીજી તારીખ છે જે મારા પતિની જન્મતારીખ છે જે છે અઢાર જૂન ઓગણીસ સો બાણું બે હજાર અઢાર ત્રીજી છે મારા ભાઇની જન્મતારીખ જે છે છ બાર બે હજાર છ અને પાંચમી તારીખ છે મારી બહેનની જન્મતારીખ જે છે પાંચ બાર બે હજાર ચાર